હા હવે ગામડાની અંદર હવે હવે તો ચાલો આ ચિત્રલેખા છે બીજા બધા અમુક સમાજ છે એનાથી આમ જાણવાનું તો મળે જ પણ અમુક ગામડામાં જે બધા અમુક પ્રશ્ન છે તેના વિષે વિસ્તારથી હજુ બધુ લખતા નથી એટલું બધુ જે મીડિયાવાળા છે એ બધું આમ અમે સમાચારમાં જોઈએ પણ ગામડાના અંદરના ભાગમાં જે બધી અમુક પ્રજા છે હે ને એ બિચારા ભણેલાં નથી અમુક તો પહેલેના જે છે એના વિશે બધુ અમુક પેલામાં મીડિયામાં એ લોકો જાહેરમાં જણાવું જોઈએ જેથી દેશમાં ખબર પડે પબ્લિકોને બી ખબર પડે ને ઘરે હજુ તો અમુક ગામડામાં આંધ્રપ્રદેશોમાં અમે ગયેલા ત્યાં આંધ્રપ્રદેશમાં અંદરના જે આદિવાસી તો બહુ જ દુઃખી છે એ લોકો એટલા બધા દુઃખી છે કે એને એ લોકોની પાસે પહેરવાનાં કપડાં નથી આપણાં ગુજરાતમાં તો બધા આદિવાસીઓનો બહુ જ સાચવ્યા આ ઘણા વિકાસ થઈ ગયા પણ એ બાજુ આપણે ગુજરાત જેવું કોઇ સુખી નહીં મળે એ પહેલેથી ગુજરાતના સારા વિકાસ બી થયા એના વિષે બધુ મીડિયામાં આવે એમ છે હવે સમાચારમાં ને એમ ટીવીમાં ગામડે ગામડે કોઈ પહોંચ્યો હવે આસ્તે આસ્તે વિકાસ થાય તો બધું એ સંભવ થાય પણ મીડિયો અમુક હકીકતો મીડિયામાં બધું આમ જે આવે છે બધું જે સમાચાર ને તેનાથી બધું જાણવાનું સારું મળી આવે આવો વિકાસ થયો સાલો દેશમાં હવે મીડિયો બી અને દેશમાં અમુક ભાગ તો સારા ભજવ્યા કારણ કે એનાથી બધાને ગામડામાં બહુ જાણવાનું મળે ગામડાના અમુક વિકાસ બીજા સ્ટેટના વિકાસ પછી અમુક સમાચાર જે આવે તે સામાયિક આપણા દેશમાં બધુ ચિત્રલેખા છે અભિયાન છે પછી અમુક ગુજરાત સમાચાર છે એનાથી બધે વિકાસ તો સારો થયો